ફોટો લેતી વખતે ઘણી વાર પડકારનો સામનો કરવો પડતો હોય છે કારણ કે તડકા છાંયાનો પણ બહુ બહુ પ્રોબ્લમસ આવતો હોય છે અથવા તો આપને જે પોઝ જોઈતો હોય છે જે ઇમોસન્સ જોઈતા હોય છે એ માટે આપણે રાહ જોવી પડતી હોય છે ઘણીવાર કારણ કે જે ઇમોસન્સ આપણે ઇમેઝીન કર્યા હોય છે ને એ ઇમોસન માટે આપણે શું કહેવાય કે ઘણીવાર રાહ જોવી પડે છે અથવા તો એટમોસફીયર બનાવવું પડતું હોય છે તો ઘણીવાર પોયટ્રેટ ફોટો કોઈ વ્યક્તિનો પોયટ્રેટ ફોટો લેવો હોય તો આપણે એના માટે ખાસો સમયે રાહ જોવી પડતી હોય છે કારણ કે આપણે આપણા ઇમેઝીન ઇમેઝીનેશન પર રાહ જોતા હોઈએ છીએ કે આ આ વ્યક્તિનો આવો પોઝ હોય તો એ બેસ્ટ હશે તો એ માટે ઘણીવાર કેમેરો લઈને કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે અથવા તો એ એ ઇમેજ બનાવવા માટે એ એટમોસફીયર બનાવવું પડતું હોય છે એટલે ઘણીવાર થતું હોય છે કે કોઈ વ્યક્તિનો હસતો ચહેરો જોઈતો હોય અથવા તો આપણને એનો કોઈ એની આંખો છે અથવા તો એમનો કોઈ એવો ફેસ જોઈતો હોય જે આપણે વિચાર્યું હોય તો એ માટે આપણે ઘણું બધુ કરવું પડતું હોય છે રાહ જોવી પડે ઘણીવાર એટમોસફીયર બનાવવું પડતું હોય છે ઘણું બધું કરવું પડતું હોય છે તો ફોટો લેતી વખતે તો ઘણીવાર ઘણી તકલીફો આવતી હોય છે પણ જો તમે રાહ જોશો તો તમને એ રિઝલ્ટ ચોક્કસ મળશે અને એ હંમેશા બેસ્ટ હશે